હેલો હા હા હું હોટલ સ્ટાફમાંથી બોલું છું હોટેલ હિલટોનમાંથી મારું નામ છે વિનોદભાઈ શું ઇમરજન્સી છે મેડમ હ હ

હા હા હા ચોક્કસ હા ચોક્કસ હા ચાલો મેં માસ્ટર કી પણ લઈ લીધી છે આપવા અને હવે હું જ જ જાઉં છું રૂમની તરફ જ જાઉં છું ત્યારે તમે રૂમ ઓકે ઓકે ચોક્કસ